ટેકનોલોજી બદલાતી ગઈ એમ એમ નવા નવા ગેજેટો આવતાં રહ્યાં છે પણ જે મને જોયેલું ગેજેટ છે અને જે મારી પાસે અત્યારે હાજરમાં છે એવું ગેજેટ એલેકસા ગેજેટ છે તે મને એકદમ અદ્ભુત અને શાનદાર લાગ્યું કેમકે એલેકસા આપણી બધી વાતો સાંભળે ને અને ફોલો કરે છે પછી જ્યારે મન મન થાય ત્યારે એ વસ્તુ સ્ટોર કરવી હોય તે બધી એને અંદર આખી વૉઇસના મદદથી અવાજના માધ્યમથી જે સ્ટોર થઈ જતી હોય છે એટલે એનો અનુભવ ખૂબ જોરદાર છે અને બહુ ગમે છે એટલે મારે માટે ગેજેટ્સ સૌથી મારું ફેવરેટ છે